હલો હું આંચલ બોલું છું આમ હું અહીંયા અંકુર સોસાયટીથી બોલું છું તો અહીંયા તમારું સૈજપુર હોસ્પિટલ છે ને શિવમ હવે મને ત્યાં એડમિટ કરી છે બટ હું ખાલી બાટલા ચડાવવા જ આવું છું ત્યાં પ્રોપ રહેતી નથી એમ ખાલી બાટલા ચડાવીને ઘરે આવી જાઉં છું પણ અત્યારે હાલ મને બોટલ જ્યાં ચડાવેને ત્યાં વિગોમાં મને સોજો આવી ગયો છે અને મને પેટમાંને પણ બઉ દુખાય છે

ના બહુ બહુ પેન થાય છે મને ઓકે થેંક્યું